હા હા હું હા હા હા એ તો કંઈ જે પાણી આવે છે તે મશિન બગડેલું છે અને તે અમે સીધું કરવા માટે જે કંપનીને અમે મોક મોકલાવેલું છે આવી જાય તો પછી પાણીની કોઈ પ્રોબલમ ના થાય અને હા એ તો પાણીનું સોલ્યુશન થઈ જશે આ જ સાધન બગડેલું છે તો કંઈ નિરાકરણ અમે યોગ્ય રીતે કરીશું